હા મેં એક પુસ્તક દેહ ઝાલા ચંદનાચા મરાઠીમાં વાંચ્યું છે તે આખું જ તેમના જીવન ઉપરનું પુસ્તક છે અને એ પુસ્તકમાં એનું અદ્ભુત વર્ણન છે તેનું વર્ણન એટલું અદ્ભુત છે કે આપણને આપણી આંખની સામે તેનું તાદૃશ પિક્ચર ઉભું થઇ જાય છે તેના વર્ણનમાં તેમના બાળપણથી લઇને છેક સુધીની બધી જ વાતો એમાં કહેલી છે પણ મહત્ત્વની વાત એ છે કે એ જે વાતોનું જે વ જે વર્ણન છે તે એટલું આબેહૂબ છે એ આપણે વાંચતા હોઈએ તો આપણી આંખની સામે તેનું આખું પિક્ચર ઉભું થઇ જાય અને તે વાતો એટલી સચોટ રીતે રજુ ક ક કરેલી છે એમાં કોઈ પણ વાતોમાં અતિશયોક્તિ નથી જે પણ વાતો તેમના જીવનની છે તે બધી જ વાતો ઍઝ ઈટ ઈઝ ઍઝ ઈટ ઈઝ કોઈ પણ એમાં ફેરફાર કર્યા વગરની વાતો કહેલી છે એટલે આમ જોવા જઈએ તો એ પુસ્તક જે મેં એનું અનુવાદ વાંચેલો છે એનું અનુવાદ કરેલો છે તો તે અમારા જીવનમાં પણ ખૂબ પ્રે પ્રેરણાદાયી રહ્યો છે અને તે વાતો તેમના ગુણો તેમના જેવા થવાના થવાની ઈચ્છા હતી પણ અમારા જીવનમાં ઉભી થાય છે એટલે આમ જોવા જોવા જોવા જઈએ તો એવું પુસ્તક છે ને મેં જે વાંચ્યું છે તે પુસ્તકના જેવું વર્ણન કોઈ વ્યક્તિ માટેનું વર્ણન છે ને એ કદાચ આજ સુધી કોઈ બીજા પુસ્તકમાં કોઈ બીજા વ્યક્તિના વર્ણન માટે થયું નહિ હોય તેટલું સુંદર પુસ્તક તે છે અને તે પુસ્તકની મુખ્ય વાત એ એ છે કે તે વાત એ એ છે કે તે જે વ્યક્તિ છે તે વ્યક્તિ એ જેના વિષે લખ્યું છે તેમની પાસે બે વર્ષ રહીને તેમની બધી જ માહિતી પ્રાપ્ત કરીને ઍઝ ઈટ ઈઝ તેમાં કોઈ પણ કોઈ પણ શબ્દનો પ્લસ માઈનસ કર્યા વગર ઓછું કર્યા વગર કે વવવ વધાર્યા વગર ઍઝ ઈટ ઈઝલખેલ છે માટે તે પુસ્તક ખરેખર બહુ જ અદ્ભુત છે